નમસ્તે બોલો મોટાભઈ હા જી હા એવું છે અચ્છા હેમાકોન્ડામાં તો મારી ઘણી બધી જમીન છે લગભગ દસેક વીઘા જેટલી મારી જમીન છે બરાબર પણ અમારે ત્યાં શું છે જેમ કે પેલો ભાવ થોડો ઊંચો છે અને વાર ઉપર ભાવ વેચાય છે બરાબર અમારે ત્યાં બીજી બધે તો વીઘા પર વેચાતી હશે પણ અમારે ત્યાં વા વાર ઉપર વેચાય છે બરાબર તમારે આમ કેટલી જમીન જોઈએ હા તો એટલે એમાં એવું છે કે અમે થોડાકમાં પ્લોટ પાડીને મૂકેલાં છે પચાસ વારના પ્લૉટ છે સો વારના પ્લોટ છે બસો વારના અઢીસો વારના એ રીતે પ્લોટો પાડીને મૂક્યા છે અને રેસિડેન્સી એરિયા આખો બનાવીને રાખ્યો છે અમે તો જો આમ જોવા જઈએ ને તો સો વારના અમે લગભગ ચાળીસ હજાર રૂપિયા છે વા વારનો ભાવ હોં હા ચાળીસ હજાર તમારે જો સો વાર લેવી હોય તો ચાર લાખ રૂપિયાની આસપાસ થાય હા હા મેઇન રોડ ઉપર છે અમારે જે મેઇન જે હાઇવે છે ને ઇન્ટરનેશનલ હાઇવે તે અમારા જમીનની જોડે થઈને જ જાય છે બરાબર એટલે મોકાની જમીન છે બીજું કે અહીંયા વસાહત કરવા માટે અહીંયા શું મકાન બનાવવું હોય કે ગમે તે તમારે બનાવવું હોય ને તો નજીકમાં અહીંયા કન્સ્ટ્રકશનનો બધો જ સામાન મળી રહે છે રેતી લાવવી હોય કપચી લાવવી હોય પછી સિમેન્ટ લાવવી હોય કે કડીયા લાવવા હોય અને બીજું શું કે અહીંયા તમારી પહેલાં પણ અહીંયા થોડાક લોકોએ જમીન રાખેલી છે મકાન બનાવવાનું કામકાજ ચાલું તમારે અહીં શું વહેલાં તે પહેલાંના ધોરણે અમે વેચતા હોય બરાબર તો પ્લાનિંગ તો ચાલું જ છે તમે વેળાસર આવીને મળી જાવ જમીન જોઈ લો તમે જોઈ એકેય વાર જમીન આવેલા હા એટલે અહીંયા તો માર્કેટ વેલ્યૂ બહુ ઊંચી છે અને હજી અહીંયા ભવિષ્યમાં હજુ આનથી પણ ભાવ આથી ઊંચા થઈ જશે કારણ કે લોકોને બહુ ખબર નથી કસ્ટમર અત્યારે ઓછાં આવે છે હવે જેમ જેમ લોકો ફરી લેશે ને તેમ આનું શું પ્રચાર અને પ્રસાર બહુ થઈ રહ્યો છે એટલે એ પ્રમાણે એ પ્રમાણે પાછા બિલ્ડરો મોટા મોટા બિલ્ડરો રાખવાના માંડવાના જે આખી પોતાની સાઇટ સાઇટ આખી આ તો હજુ તો ચાળીસ હજારે તો મળતું બી નથી ચાલી હજાર તો અમે તમને વાત કરીએ આ ચાળીસ હજાર કહીએ તો માણસ દાંત કાઢીને લઈ જાય કારણ કે બધાને ખબર છે અત્યારે ચાલીસ આલે ને હમણાં છ મહિના પછી તો આના સીધા સિત્તેર એંસી હજાર રૂપિયા થઇ જશે વારે કે જમીનના ભાવ છે ને અત્યારે રાત્રે ને દહાડે કૂદકે ને ભૂસકે વધતાં જાય એટલે જેટલું વહેલું તમે રાખી લેશો કદાચ તમે મને બે દહાડા રહીને ફોન કરશો ને તો ચાળીસના પિસ્તાળીસ થઈ ગયા હોય

હા અહિયાં જો અહીંથી સ્કૂલ છે ને બે કિલોમીટર આઘી છે બે કિલોમીટરની અંદર તમને સ્કૂલ મળી જાય પાછું અહીંથી પાંચ કિલોમીટર દૂર જાવ ને એટલે કોલેજે ય મળી જાય ત્યાં કોલેજ પણ ત્યાં છે ને ઇંગ્લિશ મીડિયમમાં પણ સ્કૂલો ચાલે છે અને ગુજરાતી મીડિયમની પણ ચાલે છે એટલે આવું બધું શું કહેવાય એજ્યુકેશન તો અહીંયા ઘણું છે લોકો એટલે જ અહીંયા પસંદ કરે છે કે એજ્યુકેશન ખૂબ જ છે અહીંયા લોકોને ભણવા ગણવામાં કંઈ તકલીફ નથી પડતી ઉપરથી નજીક પડે છે એટલે વધારે સારું રહે છે જો ચાળીસ હજાર રૂપિયા છેંને આમાં તમે જો બુકિંગ કરાવો ને તો તમતમારે પૂરે પૂરાં પૈસા ના હોય તો કંઈ વાંધો નહીં તમે લગભગ લાખ દોઢ લાખ રૂપિયા લઈને ટોકન લઈ જાવ બરાબર ટોકન લો ને એટલે તમારે સોદો પાકો થઈ જાય પછી તમારે મહિનામાં ક બે મહિનામાં તમે જે મુદત માગો ને એ મુદત તમને આપીશું અને એ મુદત પ્રમાણે તમારે તમારી બાકીની રકમ પૂરી કરી નાખવાની બરાબર એટલે એ પ્રમાણે તમને દસ્તાવેજ કરી આપીશું બાંધકામ તો જો અહીંના ના ના તમને એન ઓ સી આપીશું નોન એગ્રિકલ્ચરનું તમને એન ઓ સીનો લેટર આખો આપી દઇએ તમને અલૉટ્મેંટ લેટર આલી દઈએ પછી તમને શું વાંધો તમારે તો આ જમીન ઉપર બે ના ના એન ઓ સી છે આપણી પાસે પાકો દસ્તાવેજ તમને મળશે એન ઓ સી પણ છે બધું કંપ્લિટ જ છે આપણે કાગળ બધાં ચોખ્ખાં છે બરાબર હા હા તો તમે બે ચાર દહાડામાં સંપર્ક કરી અને આવી જાવ બરાબર હા ચાલો